હલો હા કોણ બોલો હા બોલો ભાઈ હા એટલે હું એજન્ટ વાત કરું છું

અચ્છા બોલો તમારે કઈ ટાઈપનો ફ્લેટ જોઈએ છે ફર્નિશડ કે ફર્નિશડ વગરનો

હા થ્રી બીએચકે ફર્નિચર એટલે મારે ચાર ફ્લેટ પડ્યા છે તમને આજે ટાઈમ હોય તો હું આજે તમને તમે આ એરિયા જોયો છે ઉત્તર સંડા વાળો રોડ તમારી બ્રાન્ચ ઓફિસ ક્યાં આગળ છે અચ્છા તો તમે છે ને સર કલાક પછી આવો મારી પાસે થ્રી બીએચકે સત્તર હજારમાં ભાડે પડ્યો આપવાનો છે એમાં ફર્નિચરમાં કિચન ફર્નિચર છે પછી પાંચ પંખા છે છ ટ્યુબલાઈટ છે એક મંદિરનો એરિયા છે સ્ટોર રૂમ છે અને બે બેડ છે અને બે વોર્ડરોબ છે તમારે ઇલેક્ટ્રીસિટી સાથે જોઈએ છે કે એસી વગર કે એસી સાથે ઓકે સેમી ફર્નિશડ પડ્યો છે મારી પાસે તો સર તમે મને કેટલા વાગે મળશો ઓકે સર સારું તો પછી આપણે સર બે તમારી સામે પણ એક જ પડે છે મારી પાસે બંગલોની તમારે જોઈતો હોય ને તો બંગલો પણ છે હા એટલે સર એનું રેન્ટ છે ને વીસ હજાર રૂપિયા છે એ આખોય નીચેનો એરિયા છે ને એ બારસો સ્ક્વેર ફૂટ વાળો છે એમાં તમને સામે ગાર્ડન પણ મળશે અને કિડ્સ એરિયા પણ મળશે અને ઉપર એમાં ના એમાં પાણીની કોઈ એ છે નહિ પોતાનો પર્સનલ બોર છે સર અને ઉપર છે ને પેલું શું કહેવાય આપણે સોલર પણ નાખેલું છે એટલે તમારે ઇલેક્ટ્રીસિટીનું પણ પ્રોબ્લેમ નહિ થાય એનું રેન્ટ થોડું બે હજારે વધારે છે પણ તમારે ઇલેક્ટ્રીસિટીમાં એ કવર થઈ જશે એટલે વાંધો નહિ આવે સર મારી બ્રોકરેજ રહેશે પણ હા તમારું એક ભાડું બ્રોકરેજ આપવાની રહેશે અને એક એગ્રીમેન્ટ વખતે તમારે બે ભાડા આપવાના રહેશે ઓકે એટલે તો એક્ચ્યુલી તમારે ત્રણ ભાડા થઈ જશે અને જ્યારે તમે ખાલી કરો ત્યારે તમારે એક મહિના પહેલાં કહેવાનું રહેશે ઓકે સર મળીએ તો પછી છ વાગે સર હ ને હા હા જય મહારાજ